અમારા ગામમાં પાણીની નિકાલની વ્યવસ્થા જોવા જઈએ તો એવું કશું જોવા તો નથી મળતું કે પાણી નથી નીકળતું કારણ કે અમારા ગામમાં એટલું બધું સિમેન્ટથી બંધ પાક્કું બનાવ્યું નથી અને એ વધારે પડતી જમીન હોય છે જેમાં પાણી પહોંચી જાય છે જેના લીધે પાણી ઘેરાઈ રહેતું નથી પાણી ઘેરાતું નથી અને એમ એને કાઢવા માટે વધારે પ્રયાસો કરવા પડતા નથી અને હાલમાં આપણે જોઈએ છીએ કે તડકો જ એટલો વધારે પડતો પડે છે જેનાથી જમીન પણ સુકી થઈ ગઈ છે જેથી પાણી પચવામાં એને વધારે કંઈ એવું થતું નથી જેથી પાણી પચી જાય છે અને બીજું તો પા એને સુધારો કરવા માટે તો આપણે આ કદાચ ગંદુ પાણી હોય તો એને આપણે એ બનાવું પડે એમ ગટરો પરંતુ એવું ગંદુ પાણી તો હોતું નથી જેમકે આપણે સિટીમાં રહેતા નથી શહેરમાં રહેતા નથી આપણે ગામડાંમાં રહીએ છીએ અને ગામડાંમાં માત્ર આપડે એમ ગાયો રાખીએ છીએ જે ગાયોનું મૂત્ર કે પેલ નીકળતું હોય તે તો આપણે એકબાજુથી નિકાલ કરીએ જ છીએ અને જે જેનો આપણે ખાતર તરીકે પણ ઉપયોગ કરી છીએ જેને આપણે ખેતીના સ્થળ તરફ વાળી દઈએ છીએ જેથી આપણે જ્યારે આપણે ખેતીકામ કોઈ કરવું હોય ત્યારે એમાં ભળી જાય છે અને જેમાં અળસીયા હોય છે એનું ખાતર પણ બનાવી દેશે અને

એવું જ અને એમ એમાં ભળી જાય છે જેથી આપણે કશું નુકસાન થતું નથી અને એમ જો પાણી વધારે પડતો પણ થતું હોય તો આપણે એમ કદાચ દિવારો પણ ઊભી કરવી પડે છે પણ એવું કશું હોતું નથી ગામડાંમાં આમ પાણી પચી જાય છે અને એમ જે જેથી એવું વધારે કશું થતું નથી અને ચોમાસાંમાં કદાચ થોડું ઘણું ભરાય પણ એ જો વરસાદ બંધ થાય તો પોતાના પોતાની જગ્યા પર જ પાણી પચી જાય છે અને એને નિકાલ કરવા થઈ જાય છે